હાલો હા ભાઈ તમે લેવા માટે મને આવી ગયા છો ક્યાં છો હા હું અહીંયાં ઊભો છું આ પેલું મંદિર છેને એની આગળ પેલી ગલી છેને એમાં કરિયાણાની દુકાન છે જો હા સાંઈ જનરલ સ્ટોર લખ્યું છે હા હા તો એ તા તમે જા ઊભા છો એનાથી થોળા આગળ આવો અને લેફ્ટ સાઇડમાં ટર્ન મારો હા હા એક સામે એક મોટું મેદાન જેવું છે આમ વૉલીબૉલનું એની સામે જે કરીયાણાની દુકાન છે એમાં હું બહાર જ ઊભો છું હું